શિયાળા દરમિયાન ગુજરાતમાં તાપમાન દસથી પંદર ડિગ્રી સેલ્સિયસ હોય છે ત્યારે કચ્છમાં આપણે સારી રીતે ફ ફરી શકીએ છીએ ક્ચ્છના રણમાં ફરી શકીએ છીએ કચ્છમાં આશાપુરા માતાનું મંદિર આવેલું છે ત્યાં ફરી શકીએ છીએ બોડર છે ત્યાં ફરી શકીએ છીએ કેમ કે ઉનાળા દરમિયાન ક્ચ્છનું તાપમાન ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે જે શરીર માટે નુકસાનકારક છે તેથી કચ્છમાં ફરવા માટે શિયાળામાં ફરવું જોઈએ પછી ચોમાસા દરમ્યાન સાપુતારામાં ફરવું અશક્ય છે કેમ કે ઘણા સ્થળોમાં ચોમાસાના લીધે વરસાદનું પાણી ભરાઈ જાય છે એટલે ફરવું ન જોઈએ પછી અમદાવાદમાં રાણીની વાવ છે હાઠી સિંગ જૈન ટેમ્પલ છે ત્યાં ફરવું જોઈએ ઉનાળા દરમિયાન